શહેરી અને ગ્રામીણ શાળાઓ વચ્ચેનું અંતર ખૂબ વધુ છે કારણ કે શહેર બાજુનું જે ભણતર હોય છે તેમાં જે લોક ફ્ય જે ફીઝ હોય છે એ તે ખૂબ જ વધુ હોય છે અને ગ્રામીણ બાજુની જે શાળાઓની ફી હોય છે તે ખૂબ ઓછી હોય છે આ બ આ વાત બરાબર જ છે કેમકે શહેરમાં જે લોકો હોય છે તે લોકો પાસે પૂરી સવલત હોય છે જેનાથી તે લોકો ફી પૂરી ભરી શકે છે અને ગ્રામીણ બાજુ સવલતો ઓછી હોવાથી તે લોકો ફી ભરી શકતા નથી અને શહેર બાજુનું જ્ઞાન અને ગ્રામીણ બાજુનું જ્ઞાન બંનેમાં ઘણો ખૂબ તફાવત હોય છે તેથી તેમની જે ફી હોય છે તે બરાબર હોય છે એક બાજુ વધારે હોય છે તો એક બાજુ ઓછી હોય છે મારો અભિપ્રાય આ મુજબ છે